મને છેલ્લે કોન્સ્ટેબલની બુક વાંચ્યા પછી વધારે અસર કર્યું છે કારણ કે મને તેમાં ભારતનો આગલો ઈતિહાસ કે આગળ ભારત કેટલો પ્રાચીન દેશ છે અને ભારતમાં શું શું જોવા મળશે ભારતની શું સ્થિતિ હતી ભારતને આઝાદ કરવા માટે કેટલા દેશના નાગરિકોએ મહેનત કરી છે આ બધું જાણીને મને આ પુસ્તકે આકર્ષિત કર્યો છે અને ભારત કેટલો શાંત દેશ છે ભારતમાં કેટલું કલ્ચર છે ભારતમાં કેવી કેવી પ્રકારના માણસો છે આ બધું મને વધારે પ્રેરિત કરે છે આથી છેલ્લું પુસ્તક મેં કોન્સ્ટેબલનું વાંચ્યું હતું